મેં મુંબઇમાં ભરતનાટ્યમ શીખવાડતી હતી એઝ અ શિક્ષક તરીકે અને મેં છોકરા છોકરી બધાને સુંદર મજાનાં ભરત નાટ્યમ શીખવાડતી હતી એમાંથી મારી એક વિદ્યાર્થિની હતી એના ભાઈનાં લગ્ન હતાં તો મેં એને લગ્ન પર એક સુંદર મજાનું ગીતનું ડાન્સ શીખવાડ્યો હતો અને ઈએ એ ડાન્સ ત્યાં ખૂબ જ સરસ રીતે કર્યો હતો દસ દિવસ પછી જ્યારે એ ડાન્સ એ કર્યો તો એના ભાઈનાં લગ્નમાં ત્યારે બધાએ એનાં ખૂબ જ વખાણ કર્યાં હતા અને ત્યાર બાદ ત્યાંથી લોકો એ મારી એ જ વિદ્યાર્થિની એ ફરી પાછો એ જ સેમ ડાન્સ જ્યારે એનાં એન્યુઅલ ફંક્શનમાં કરેલો હતો તો ત્યારે એને ત્યાં ફસ્ટ પ્રાઇઝ મળી હતી અને એ મારી માટે જે સમય હતો એ ખૂબ જ સુખદ અને અનુભવ અને ખૂબ જ સુખદાઈ અને ખૂબ જ નન્ય અનુભવ હતો અને એની વજહથી મને ઘણાબધા વિદ્યાર્થીઓ ત્યાંથી મળ્યા જે મારા વિદ્યાર્થીઓ બન્યા ડાન્સ માટેના અને મારા ડાન્સને ઔર નિખારવાની તક મને મળી જેને મેં દિવસે દિવસે મારા વિદ્યાર્થીઓ દ્વારા એને શીખવતી ગઈ અને એ તક હું નિખારતી ગઈ અને હું આગળ વધતી ગઈ